પાણી એ જીવન છે આ વાક્ય આપણે કદાચ ભણતાને નાના હતા ત્યારથી લઈને હજી હાલમાં આ સબ્દ તો આપણને આ વાક્ય તો આપણને શીખવાડવામાં આવે જ છે કે પાણી જળ એ જીવન છે પાણી વગર કઈ શક્ય જ નથી જો આ પૃથ્વી ઉપર કદાચ પાણી ન હોત ને તો જીવન હોત કે નહીં એ પણ એક શંકાનો વિષય છે એટલે પાણી આખા દિવસમાં આપણે કેટલી જરૂર પડે છે એ સવાલ છે ને એ જોઈએ તો ઘણો અઘરો છે ને છતાં પણ ખૂબ મહત્વનો છે કે તમે આંખ ખોલો અને જેવા ઊભા થાઓ એટલે સૌથી પહેલા જ તમારે પાણીની જરૂર પડે તો કે કેવી રીતે તમે ઊભા થયા આંખ ખોલી હવે જેવા તમે જાશો ચોકડીમાં બાથરૂમમાં જાવ તો તમને સૌથી પહેલા કોગળા કરવા માટે કોગળા કરવા માટે તમારે પાણી જોઈશે તમને બ્રશ કરવું છે તો પાણી વગર બ્રશ શક્ય નહીં બને પછી તમે ઉલીયું ઉતારો તો પાણી તમારે કોગળા કરવા છે તો પાણીની જરૂર પડશે અને ઊઠીને તરત અત્યારે આપણે માનીએ કે શાસ્ત્રો પ્રમાણે કે ભાઈ ઉઠી અને તરત જ ગરમ પાણી પીવું અથવા તો ઠંડુ પાણી પીવું કે કોઇપણ રીતના પાણી પણ સૌથી પહેલું પાણી પીવામાં આવે છે એટલે કે ઊઠતાની સાથે આંખ ખોલતાની સાથે પાણી પીવું જરૂરી છે ત્યાર પછી આપણે આવે છે નહાવા જવાનું અને નહાવા જાવું હોય એટલે છે જે કે ભાઈ આપણે પાણીની જરૂર પડવાની જ છે એ કોઈ એક ડોલ લે કે બે ડોલ લે કે ચાર ડોલ એ એક ગૌણ વિષય છે અથવા તો ગૌણ વાત છે પણ પાણીની જરૂર પડે જ છે ત્યાર પછી તમે આવો તો ચા પાણી નાસ્તો કરો છો ચા પાણી બોલીએ છીએ આપણે સાથે બોલીએ છીએ કે ચા અને પાણી તો ચા બનાવવા માટે પણ આપણે પાણીની જ જરૂર પડશે કે સૌથી પહેલા દૂધ નાખ્યું પણ દૂધની સાથે પાણી પણ જરૂરી છે જ અવે પાણી નાખ્યું ત્યાર પછી તમે નાસ્તો કરો છો તો કે ભાખરી બનાઈવી થેપલા બનાવ્યા પરોઠા બનાવ્યા અથવા તો કોઈપણ વસ્તુ બનાવશો તો લોટ બાંધવા માટે સૌથી પહેલું પાણી જરૂરી છે ત્યાર પછી તમે ધીમે ધીમે નાસ્તો કરી ઊભા થાવ એટલે તમારી પાસે વરી પાણીની જરૂર પડી આખા દિવસમાં કેટલી વાર પાણીની જરૂર પડે છે ને એના માટેની એક ગણતરી કરીએને તો કદાચ મારી પાસે કલાક બે કલાક કે ત્રણ કલાકનો ટાઈમ આપોને તો પણ આખા દિવસનું હું ગણતરી ન કરાવી શકું છતાં પણ આપણે વાત કરી જ છે ત્યારે તો ત્યાર પછી તમે નાસ્તો કરો એટલે પાણીની જરૂર થઈ જશે ત્યાર પછી તમને આવશે શું દિવસ દરમિયાન તમે દસ પંદર કે વીસ ગ્લાસ અથવા તો એમ કહીએ કે ચાર કે પાંચ લિટર પાણી તમારે પીવું પડે આપડા શરીરમાં પાણી ખૂબ જરૂરી છે એટલે કે તમારે પાણી પીવું જરૂરી છે એટલે તમે પાણી પીવાના જ છો બપોરની રસોઈ રસોઈ કોઇપણ બનાવો શાક બનાવો દાળ બનાવો કઢી બનાવો સુપ બનાવો ભાત બનાવો રોટલી બનાવો બધાની અંદર આપણને પાણીની ખૂબ જ જરૂર પડે છે ત્યાર પછી બધુ જમી લીધા પછી પણ આપણે પાણી પીધા વગર ચાલતું નથી રાતનું ભોજન તમે કરો છો તો રાતના ભોજનમાં પહેલા તો બનાવવા માટે કેટલું પાણી જરૂરી છે ખિચડી બનાવો છો પાણી જોઈએ પાણી વગર શક્ય જ નથી પછી આ બધી વસ્તુ તમે શાક બનાવ્યું ખિચડી બનાવ્યું કે કોઇપણ બનાવ્યું તો એ બધુ બનાવવા પાણીની જરૂર છે સાથે સાથે તમે બધી વસ્તુ બનાવો છો તો એના માટે તમે શાકભાજી ધોવા માટેય પાણી માટે જરૂર પડે છે કે કોઈપણ વસ્તુ આપણે ધોયા વગર ઉપયોગ કરતાં નથી એટલે કે શાકભાજીને ધોઈને જ ઉપયોગમાં લઈએ છે તો તેના માટે પણ આપણે પાણીની જરૂર પડે છે અવે આ બધી વસ્તુ આપણે ખાવા પીવાની અને એની વાત કરી તો એના સિવાય કે વાસણ આપડે બના અ કર્યા છે જમી લીધું છે રસોઈ બનાવી લીધી છે તો રસોઈ બન્યા પછી જે વાસણ છે એ વાસણ ઉટકવા માટે પણ આપણે પાણીની જ જરૂર પડે છે કપડાં ધોવા તો કે સૌથી પહેલા પાણીની જરૂર પડે છે એટલે પાણીની જરૂર આપણે ડગલે ને પગલે પડે છે એટલે જ જળને જીવન કીધું છે અને જળ વગર આપણું જીવન શક્ય જ નથી એટલે પાણી બચાવવું પણ આપણા સૂત્રો આવેલા જ છે કે પાણીને બચાવ કરો પાણીનું બચત કરો અને પાણીને સંગ્રહિત કરો કેમકે વગર પાણીએ આજે તમને ઘરમાં નળ પાણીની સરસ મજાની લાઈનો આપી દીધી છે પહેલાના જમાનામાં તમે કૂવામાં જાતા કે નદીએ જતા અને ત્યાંથી પાણી ભરી ભરીને આવતા લેડીઝ બધી કે સ્ત્રીઓ બધી ત્યાંથી પાણી ઉપાડી ઉપાડીને એક કિલોમીટર બે કિલોમીટર પાંચ પાંચ કિલોમીટરથી હું પાણી ભરીને આવતી અને ત્યારે જે કિંમત હતી એવી જ કિંમત અત્યારે કદાચ ઘરે નળ ખોલ્યાં ભેગું પાણી આવે છે ને એ લોકોને છે નહીં અથવા તો હોતી નથી પરંતુ એની જે કિંમત છે ને એ જે લોકો પાસે પાણી નથીને એમને પૂછો એટલે પાણી તમે બચાવો અને પાણીનો જ્યાં ઉપયોગ કરવો હોયને ત્યાં એટલો જ ઉપયોગ કરો એટલે જેના માટે પાણી અત્યારે નથી આવી શકતું અથવા તો જેના સુધી પાણી નથી પહોંચ્યું એ લોકો સુધી પણ પાણી પહોંચે એવી વ્યવસ્થા થાય એટલા માટે થઈને આપણે પણ માપમાં અને મર્યાદામાં પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે